થોડાં વર્ષો પહેલાંના જૂના મોબાઈલ ફોનની વાત કરું તો જે પેલા તો ડબલા આવતા હતાં ત્યારથી ફોન જોયેલાં છે કે જેમાં ડાયલ કરીને ખાલી સાંભળી શકાતું કોનો ફોન આવે છે કે નામ કે કાઇ પણ ના આવતું ત્યારે એવા ફોન આવતા પછી ધીરે ધીરે મોબાઈલનો જન્મ થયો મોબાઇલમાં ત્યારે ખાલી બસ સાંભળવા જ મળતુંતું મોબાઇલમાં એકબીજાની અને નામ આવતું પછી ધીરે ધીરે ધીરે મોબાઇલમાં નવા નવા ફંક્શનો આવતા ગયા મોબાઇલની સાઇઝ બદલાતી ગઈ પછી એમાં નવા નવા ફંક્શનો આવી ગયાં અને મોબાઈલે ધીમે ધીમે રેડિયો ટીવી બધું જ તે પોતાનામાં સમાવી લીધું કેમેરો આ બધી વસ્તુ ધીમે ધીમે મોબાઈલમાં આવતી ગઈ અને મોબાઈલનો પછી ઉપયોગ પણ વધતો ગયો ધીમે ધીમે પેલા ઘરમાં એક જ વ્યક્તિ પાસે મોબાઈલ હતો પછી ધીરે ધીરે બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ હવે એવો સમય આવી ગયો છે કે દરેક ઘરના દરેક મેમ્બર પાસે મોબાઈલ હોય છે અને દરેક લોકો પોતાની જરૂરિયાત અને પોતાના ખર્ચને ઓલા પ્રામાણે તેનો ઉપયોગ કરતાં હોય છે મોબાઇલના વધવાનાં કારણે ધીરે ધીરે નેટ પછી નેટ આવતું ગયું પહેલાં નેટ વગરના મોબાઈલ આવતાં હતાં હવે નેટ આવતું ગયું તો એનો પણ ઉ પેલા ખાલી મહિના માટે અમુક જીબી ડેટા જ આવતા હતા જેનો લિમિટેડ ઉપયોગ થઈ શકતો તો માત્ર જ્યારે કાંઇ કામ હોય કે કંઇ સર્ચ કરવું હોય ત્યારે નેટ ચાલુ કરી અને તેનો ઉપયોગ થતો હતો પરંતુ હવે તો અનલિમિટેડ નેટ આવી ગયું છે કે ગમે ત્યારે ચોવીસ ક્લાક નેટ ચાલુ જ હોય અને ગમે ત્યારે તમે ખોલો અટલે તમારે જે પણ જાણકારી જોઈતી હોય તે તમને તમારા હાથ ઉપર મળી જાય છે અને પછી નેટમાં પણ અલગ અલગ કંપનીઓ આવી ગઈ બધી અને દરેકે હરીફાઈમાં રહેવા માટે બધી પોતે એના ભાવ છે નેટ છે એમાં પણ વધારો થતો ગયો ધીમે ધીમે અમુક જીબીને હવે અનલિમિટેડ આવી ગયું છે કે જેના કારણે દર મહીને જેટલો જેટલો પણ ઉપયોગ કરવો હોય તેટલો તમે કરી શકો છો તો આ એક મોબાઇલમાં જે અપડેટ આવ્યું છે એક સારી વાત પણ છે કે જેના કારણે તમે કઈ પણ જાણકારી જોઈતી હોય એ તરત જ મળી જાય છે ગમ કોઈપણ જાણકારી જોતી હોય પેલા કાંઇ જાણકારી જોતી હોય તો કોઈને પૂછવું પડતું કાંઇકથી ડેટા લેવા પડતા હતાં ડાયરીમાં નામ સેવ કરવું પડતું તું એ ડાયરી પછી સાથે રાખવી પડતી હતી પછી જ્યારે પણ કોઈનો નંબર ડાયલ કરવો હોય તો ખિસ્સામાંથી કાઢી અને પછી નંબર જોઈ અને પછી ડાયલ કરો હવે ટચ ખાલી માત્રને માત્ર આંગળીથી ટચ કરીએ એટલે નામ આવી જાય છે મોબાઇલમાં એટલે હવે એ યાદ રાખવાની પણ ઝંઝટ જતી રહી છે કોઈ પણ વાતની જાણકારી દુનિયાના કોઈ પણ ખૂણાની જાણકારી દુનિયાની કોઈ પણ વસ્તુની જાણકારી તમને મોબાઈલ ઉપર મળી જાય છે તો એક સારી વાત છે અને અને એની અમુક ખરાબ વાત પણ છે કે હવે એટલું બધું અનલિમિટેડ નેટ આવી ગયું છે કે જેના કારણે આખો દિવસ લોકો છે એ એમાં પિક્ચર જોતાં હોય છે સોંગ સાંભળતા હોય છે અને હવે ધીરે ધીરે બાળકો પણ તેનો ઉપયોગ વધારે કરતાં થઈ ગયાં છે બાળકો એની રાઇમ સાંભળતા હોય છે કે ગેમ્સ રમતા હોય છે જેના કારણે એના હાથમાં આખો દિવસ મોબાઈલ હોય છે જેના કારણે એ ક્યારેક તેને નુકસાન પણ થતું હોય છે ત્યારે વાલીઓ અત્યારનો સમય જ એવો આવી ગયો છે કે વાલીઓ કામમાં હોય અને કાંઇપણ એ લોકોને જો બાળકો ડિસ્ટર્બ કરતાં હોય તો હાથમાં મોબાઈલ આપી દે છે તો એના કારણે બાળકોમાં મોબાઇલની ટેવ પડી ગઈ છે તો એ અમુક વસ્તુ એની ખરાબ વાત પણ છે કે આના કરતાં ક્યારેક એવું લાગે કે આએ પેલા ડબલા હતા એ સારા હતાં કે બાળકો એને એને એને લઈને બેસી તો ના રહે એ એની રમત રમે શાંત એવું બધું કરી શકે તો અત્યારે હવે બાળકો છે એની નેચરલ રમત છે આઉટડોર રમત છે એ બધી ભૂલતા જાય છે અને ઇન્ડોર બસ ખાલી મોબાઈલ ગેમ્સને એવું બધું રમ્યા રાખે છે તો આ એક ખરાબ વસ્તુ છે અને એના કારણે બાળકો છે એની યાદશક્તિ ઘટે છે અને સતતને સતત જો મોબાઈલ જોતાં રહે છે તો એ લોકોનો સ્વભાવ પણ થોડો બદલાઈ જાય છે ચીડચીડિયા થઈ જાય છે અને એમ જીદ કરવા લાગે છે હાયપર થઈ જાય છે આવા બધા પ્રોબ્લેમ્સ થાય છે તો અત્યારના પહેલાંના જે ડબલાં હતાં અને અત્યારના જે મોબાઈલ છે એમાં આ થોડો ઘણો તફાવત છે એને એટલે સારી પણ વાત છે અને ખરાબ પણ વાત છે તો લોકોએ તેનો જો વ્યવસ્થિત જાણકારી લઈ અને વ્યવસ્થિત ઉપયોગ કરે તો આ બહુ સારી વાત છે દરેક વ્યક્તિ સમજે તો છે કે એનો ઉપયોગ કઈ રીતે કરવો છે તો એ સમજીને ઉપયોગ કરે તો સારી વાત છે બાળકોને જો વિચારીને અમુક સમયની મર્યાદા આપી દે કે આટલા સમય માટે બાળકો તેનો ઉપયોગ કરી શકે તો બાળકોને પણ તેનું મનોરંજન મળી રહે તેની જાણકારી જોતી હોય તો એ પણ મળી રહે અને એને નુકસાન પણ ન થાય આવી રીતે મોટાઓને પણ આ જ વાત લાગુ પડે છે કે એ લોકો સમજીને જો મોબાઈલનો ઉપયોગ કરે તો એ લોકોને ખૂબ જ સારી વસ્તુ છે કે એ લોકોને બધી જાણકારી મળી શકે છે અને તેનો ઉપયોગ સારી રીતે થઈ શકે છે અને નુકશાન પણ ઓછું થાય છે અને રીચાર્જની જો વાત કરવામાં આવે તો અત્યારે કંપનીઓ સારા સારા પેકેજ આપી રહી છે દરમહિને અને દરેક સીમકાર્ડ લોકો પોતાને ઈચ્છા અને પોતાને અનુકૂળતા પ્રમાણે લઈ લે છે અને તેનો ઉપયોગ કરે છે તો મારી પાસે જોવા જાય તો જીઓનું સીમ કાર્ડ છે અને તેમાં ખૂબ સારી સારી ઓફરો આવતી હોય છે દર મહીને વર્ષની હોય છે છ મહિનાની હોય છે ત્રણ મહિનાની હોય છે તો મને ત્રણ મહિનાની જે સ્કીમ હોય છે એ વધુ સરળ પડે છે એટલે હું એનો ઉપયોગ કરું છું અને ઓલમોસ્ટ મારો ખર્ચ છે મહિને એ અઢીસોથી ત્રણસો આસપાસનો થાય છે એમાં અનલિમિટેડ નેટ આવી જાય છે પછી કોલ્સ આવે છે મેસેજ આવે છે તો આ બધાનો ઉપયોગ તેમાં આવી જાય છે અને ખૂબ એની બધી એની સ્પીડને એ બધું પણ ખૂબ સારું છે એટલે મોબાઈલનું અત્યારે ટૂંકમાં સારું સ સારી નેટને બધો એનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકાય છે અને સરસ મોબાઈલ ઉપયોગ અત્યારે લોકો કરે છે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાના જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ થાય છે